હું ગીર સોમનાથ જઈને આવેલી છું ત્યાં મંદિર એટલું સરસ છે ત્યાંનું સમુદ્ર કિનારાનું વાતાવરણ પણ બહુ છે અત્યારે શંકર ભગવાન બાર જ્યોર્તિલિંગમાનું એક લિંગ ત્યાં છે તો આ મંદિર બહુ સરત ઐતિહાસિક દૃષ્ટિએ પૌરાણિક દૃષ્ટિએ આ મંદિર ખૂબ જ મહત્ત્વનું છે